અમારા ઘરની આસપાસ વિસ્તારો આરોગ્યપ્રદ રાખવા માટે અમે નગરપાલિકાને દરરોજ દવાના છંટકાવ વિષે જણાવીએ છીએ એના સિવાય અમે સાફ સફાઈ પોતાના આંગણમાં પણ અમે દરરોજ નિયમિત રીતે સાફ સફાઈ કરીએ છીએ અને એના સિવાય અમે આપણે જ્યારે કહેવાય કે નગરપાલિકાને એ પણ જણાવી છીએ કે આ નગર રખડતાં જે ઢોરો છે એમને પણ તમે પકડી રાખો અને એમને પણ તમે લઈ જાઓ એમ અને એના સિવાય અમે દરેક જે કહેવાય કે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોઈએ છીએ હોય છે ત્યાં જઈને પણ અમે બાળાઓની સા સા ઓ ઓની દરરોજ ચેકઅપ કરાવતા હોઈએ છીએ એના સિવાય જે સાફ સફાઈ છે જે ગટરો છે એ ભરાય ન જાય એની પણ તકેદારી રાખવા માટે અમે નગરપાલિકાને જણાવીએ છીએ એના સિવાય અમારી રીતે અમે દરેક રીતે સાફ સફાઈ રાખવાનું જે કહેવાય એ પ્રયત્ન કરતાં હોઈએ છીએ હા એ ખબર છે કે અમુક વખત એ સક્સેસ જતું નથી તો પણ અમે અમારી રીતે પ્રયત્ન કરતાં હોઈએ છે દરરોજ નિયમિત રીતે અમે નગરપાલિકાને દરેક રીતની અરજીઓ નાખતા હોઈએ છીએ અને અમે જણાવતા હોઈએ છીએ કે જે કચરાનું ટ્રેક્ટર છે તે દર દરરોજ નિયમિત પણે સવારે અમારા ત્યાં મોકલવામાં આવે જેથી અમે ત્યાં એમાં કચરો નાખી શકીએ